હલ્લો હા હા બોલોને હં હં હં હં હા એટલે હું છેને અહીંયાં ડીવાઇન માંથી વાત કરું છું ડીવાઇન જ્વેલરી શોપમાંથી અને તમે જે સિલ્વરના જે દિવા આપેલા છે ને એ દીવામાં મારે છે ને થોડાક પ્રશ્ન છે એટલે હજી મેં રેડી નથી કર્યા તમને નવરાત્રી પહેલાં અમે આપી દઈશું તમારે કેટલા પીસ જોઈએ છે હં હં હં હા એટલે તમારે કરવું હોય એટલે થઈ જશે તમારે એકમાં એક આપવો હોય એકમાં બે આપવા હોય જે રીતને તમને અનુકૂળ

હા હા હા હા એટલે છે ને એમાં એવું છે કે નાની સાઈઝનો જો દીવો હોયને સિલ્વરનો દીવો બરાબર તેના છે ને પાંચસો રૂપિયા જેવું થાય અને તમારે એકમાં છ પીસ આપતા હશો બરાબર આપણે કોશ્ટિંગ જોઈ લઈશું અને જે આ દિવડા છે એમાં તમારે કઈ રીતનું કરવું છે એમ કે કઈ સાઈઝનું તમારી પાસે સાઈઝ ફિક્સ છે તો તમે કાંઈ મને નમૂનો બતાવી શકો અમારી પાસે તો ઘણીબધી અહીંયાં વેરાઇટી હોય તમે મને નમૂનો બતાવી તો હું તમે એના સેમ્પલ મોકલી શકું

હા હા

હા હા હા કંઈ વાંધો નહીં તો આપણે એવી રીત ના જ કરશું તમે એક જગ્યાએ દીવા આપજો બીજી જગ્યાએ જે છે એમાં તમે બીજું કંઈ ચાંદીનું બાળાઓને જાંજરી કે એવું પણ આપી શકો છો એટલે એના માટે પણ જે પણ સેમ્પલ જોઈતા હોય તે હું તમને વોટ્સેપમાં હમણાં મોકલાવશું બરાબર ને ઓકે થઈ ગઈ હા હા હા ભલે ભલે ના ના ના ના ના ના બસ અમારું નામ જ ડીવાઇન છે અને બસ પૂરું આપણે જેટલું બનશે એટલું તમને કોસ્ટ કટિંગ કરી દઈશું બરાબર ને ખાલી તમે ડીજાઈન ફાઇનલ કરી આપો એટલે અમે દસ પંદર દિવસમાં અમે એ બધું તમને ગિફ્ટ પેક કરી અને રેડી કરીને આપી શકીએ હો ભલે ભલે ભલે ભલે ભલે હા ઓકે ઓકે